હા મને ગુજરાતી ચૅનલ જે ગુજરાતી પ્રોગ્રામો આવે છે ગુજરાતી ચેનલ ઉપર એ જોવા તો મને ખૂબ જ ગમે છે પરંતુ સાથે હિન્દી ભાષામાં જે આવે છે જે હિન્દી ભાષામાં ચૅનલ હિન્દી ચેનલો આવે છે જેના જે પ્રોગ્રામો હોય છે જેમ કે તારક મહેતાની સીરિઅલ હોય છે કે સી આઈ ડી ઈન્ડિયન આઈડલ જેમાં તારક મહેતાની સીરિઅલમાં આપણે કહીએ તો જે બધા હળીમળીને રહે છે આખી સોસાયટીમાં બધા સ ઘરના સભ્યો કે આખી સોસાયટીના સભ્યો બધા એકબીજા સાથે હળીમળીને રહે છે બધા તહેવારો બધામાં સુખ દુઃખમાં ખૂબ સાથ કોઈપણ જ્ઞાતિની કે જાતિના ભેદભાવ વગર અલગ રહેવું નથી એવી ભાવના સાથે બધા સાથે બધા તહેવારોની અને હળીમળીને રહેવાની જે છે એ પછી સીઆઈડીના જે અમુક કિસ્સાઓ છે પછી ઈન્ડિયન આઈડલ છે જેમાં સંગીતનો પ્રોગ્રામ છે કે જેમાં બધા ખૂબ સંઘર્ષ કરીને જે મ્યુઝિક શીખીને જે સંગીત શીખીને આવ્યા હોય છે અને એની જે વાત કરે છે અને જે સંગીત જે ગીતો ગાય છે જે કે છે એ જોવાની મને ખૂબ જ મજા આવે છે અને ઉપર સાવધાન ઇન્ડિયા એમાં પણ ઘણું બધું જાણવા મળે છે